નમસ્કાર મિત્રો મારે મારો આધાર કાર્ડ અપડેટ કરાવવાનો છે અને એ અપડેટની વિગત માટે મને ઓનલાઇન કરાવવાનું આવડતું નથી તો તો હું એ આધાર કાર્ડ અપડેટ માટે લાઈનમાં ઉભી છું ને એટલી બધી લાઈન છે ને કે મને કંટાળો આવી ગયો છે કે હવે મારો આધાર કાર્ડ ક્યારે અપડેટ થશે તો કોઈક મારા ફ્રેન્ડ્સ છે કે ફોલોવર્સ કે જે લોકો મને એની ગાઈડન્સ આપી શકે ને હું પણ ઓનલાઇન અપડેટ કરાવી શકું મારા આધાર કાર્ડમાં અને હવે જ્યારે આવું થાય છે ને ત્યારે એવું લાગે છે કે આ બધી એ પણ આપણને આવડવી જોઈએ ઓનલાઇન કેવી રીતે કામ કરવું તો ઓનલાઇન કામ કરવાથી આપણી ઘણી બધી આ પ્રક્રિયાઓ આપણે બહુ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને ત્યારે મને એવું લાગે છે કે સોશ્યિલ મીડિયા અને આ અપડેટની સ્થિતિ આપણે માટે બહુ જરૂરી છે નહિતર આપણે નાના નાના કાર્યમાં ખૂબ જ સમય આપવો પડે છે અને આપણને ઓનલાઇન કામ કરતા નથી આવડતું કે જ્યારે આજની જનરેશન ઓનલાઇન પેમેન્ટ કરી દે આપણો ડેટા અપડેટ થઈ જાય આપણા આધાર કાર્ડ અપડેટ થઈ જાય ત્યારે એવું લાગે છે કે આ આપણે પણ હવે આ વસ્તુ શીખવી જોઈએ અને કદાચ શીખીશું તો પછી આવડી જ જશે એવું એ થઈ રહ્યું છે મિત્રોને પણ હું એવી સલાહ આપીશ કે તમારે તમારે એ ઓનલાઇન કરતાં આવડવા જોઈએ